અમારા વિસ્તારમાં સાધનોની તંગીથી ઘણી ખરાબ અસર જોવા મળી છે રસીકરણ માટેનાં કેન્દ્રો અમુક જગ્યાએ હતાં અમુક જગ્યાએ નહોતાં એનાથી ઘણી બધી તકલીફો સામનો કરવો પડે છે